રસોઈ બનાવતી વખતે આપણે ઘણાં બધાં પ્રકારની સાવચેતી રાખવી જોઈએ સર્વ પ્રથમ તો જયારે આપણે શાક સુધારતા હોઈએ છીએ ત્યારે આપણે ચાકુ છે તે સરખી રીતે પકડવું જોઈએ જેના લીધે આપણી આંગળી છે કે અંગુઠો છે તેમાં લાગી ન જાય આ ઉપરાંત આપણે જયારે વઘાર કરીએ ત્યારે તેલ બહુ છે તે તતડી ન જાય કે બહુ ગરમ ન થઈ જાય તો એના માટે આપણે રાઈ કે જીરું નાંખતા પહેલાં આપણે ગેસને ધીમો કરવો જોઈએ જેથી રાઈ છે જીરું છે એ ઉડીને આપણા ઉપર ના આવે આ ઉપરાંત તેલ જયારે બહુ જ ગરમ હોય ત્યારે એમાં ભૂલથી પણ પાણી વાળી કોઈ વસ્તુ જે છે તે નખાય ન જાય તેનું આપણે ધ્યાન રાખવું જોઈએ આ ઉપરાંત રસોઈ બનાવતી વખતે સર્વ પ્રથમ તો આપણે ગેસ ચાલુ કરીએ છીએ તો એ પહેલાં જોવું પડશે કે આપણે ગેસ ચાલુ કર્યો છે તો ગેસ ચાલુ થયો છે કે નહીં કેમકે ઘણી વખત એવું થતું હોય કે ગેસ ચાલુ થઈ જાય અને ઓટોમેટિકલી બંધ થઈ જાય તો આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે ગેસ ચાલુ જ છે કે નહીં આ ઉપરાંત આપણે જયારે રસોડામાં જઈએ છીએ તો ગેસનો બાટલો બંધ બંધ કરવો જો બહાર નીકળીએ ત્યારે બંધ કરવો જોઈએ અને અંદર જઇયે ત્યારે ચાલુ કરવો જોઈએ શા માટે કેમકે આપણે ગેસ છે તે લીક થતો હોય છે ઘણીવાર તો આપણે એનું થોડુંક ધ્યાન રાખવું જોઈએ કે બાટલાનું જે સ્વિચ હોય છે તે બંધ કરીયે ચાલુ કરીયે આ ઉપરાંત ઘણી વખત એવું થાય છે કે વઘાર કરતી વખતે જે તેલ છે તે બહુ ગરમ થઈ જાય છે અને એમાં આપણે કોઈ વસ્તુ નાંખીએ છીએ તો ઓટોમેટિક જે આપણે રીલ્સમાં જોઈએ છીએ એવો ધુમાડો થાય છે એવી આગ નીકળે છે તો આપણે થોડુંક એનું ધ્યાન રાખવું જોઈએ કે આગ મૌન થઈ જાય હું ઓલરેડી એક વખત કૂકર ઉપર કંઇક કરતી હતી ને બહુ સીટી થઈ ગઈ તો કૂકર ફાટી ગયું હતું તો એનું પણ થોડુંક ધ્યાન રાખવું જોઈએ કે કૂકર છે કે એવી કઈ વસ્તુ છે તે ફાટી ન જાય આપણે રસોઈ બનાવતી વખતે ધ્યાન મેઈનલી એના ઉપર રાખવું જોઈએ જેથી રસોઈ છે તે સરખી બને છે એમાં મીઠું ઓછું ન થઈ જાય ઝાઝૂ ન થઈ જાય એનું ધ્યાન રાખવું જોઈએ આ ઉપરાંત રસોઈ બનાવતી વખતે આપણે કપડા છે તે ખરાબ ના થાય એ માટે એપ્રોન પહેરવું જોઈએ બાકી તો આપણા જે કપડા છે તે મસાલાવાળા થઈ જાય છે આપણે આપણો હાથ છે એ ચટણીવાળો મીઠાવાળો કે જેનાવાળો થાય એનાથી આપણે એ આંખમાં કે નાકમાં ના જતું રહે એનું ધ્યાન રાખવું જોઈએ આ ઉપરાંત આપણે રસોડાની જે બારી હોય છે તે ખુલ્લી રાખવી જોઈએ જેથી બફારો ન થાય અને આપણને મૂંઝવણ છે તેના નિશાન છે તે ના આવે આ ઉપરાંત રસોઈ કરતી વખતે ઘણી બધી વસ્તુઓ ધ્યાનમાં રાખવી જોઈએ જેમકે આપણે ચપ્પલ પહેરીને રસોડાની અંદર ના જવું જોઈએ કેમકે ચપ્પલ છે તે અનહાઇજેનિક ગણવામાં આવે છે અને જો આપણે પહેરીને જઈએ તો તે સરખી રીતે સ્વચ્છ હોય આપણે વાસણ જે વાસણમાં આપણે જમવાનું છે એને સરખી રીતે સાફ કરવું જોઈએ આપણું જે ડિટર્જન્ટ છે કે જે સાબુ કે આપણે પાઉચ વાપરતા હોઈએ છીએ એ આપણે યોગ્ય રીતે સાફ કરવું જોઈએ અને એનાથી જ આપણે વાસણ સાફ કરવા જોઈએ આ ઉપરાંત રસોઈ બનાવતી વખતે આજુબાજુમાં છે તે ફોન છે કે એવી કઈ વસ્તુ છે તે ના રાખવી જોઈએ કેમકે એનાથી ઇલેટ્રોનિક વસ્તુ ગરમ થાય તો તે ફાટી જાય તેવો ભય રહે છે આ ઉપરાંત આપણે રસોઈ કરતી વખતે એ બાબત પણ ધ્યાનમાં રાખવી જોઈએ કે તેમાં કોઈ જીવજંતુ છે કે કોઈ વસ્તુ છે તેની અંદર પડી ન જાય એટલા આપણે એને સરખી રીતે ઢાંકવું જોઈએ આ ઉપરાંત રસોઈ બનાવતી વખતે જે બાળકો છે એને દૂર રાખવા જોઈએ કે કોઈ ગરમ વસ્તુ બનતી હોય તો એ લોકોને ના ખબર પડતી હોય કે આપણે આ વસ્તુને અડકવી જોઈએ કે ન અડકવી જોઈએ તો સર્વપ્રથમ તો જે બાળકો છે એ લોકોને થોડાક દૂર રાખવા જોએ અથવા તો દૂર ના રહે તો એના ઉપર ખાલી ધ્યાન રાખવું જોઈએ કે આ વસ્તુ છે એને નહીં અડાય આવી બધી વસ્તુઓ છે તે રસોઈ બનાવતી વખતે ધ્યાનમાં રાખવામાં આવે છે